હા ઓકે સ્ટાર્ટ કરીએ દિવાળી પછી મારી દીકરીના લગ્ન છે તો તમારે કોઈ કલેક્શન છે મારે મારી દીકરીના લગ્ન માટે સો જેટલી સાડી લેવી છે એ પણ બાંધણી લેવી છે મારે

જો મારી દીકરીના લગ્ન છે ને દિવાળી પછી છે તો મારે સો તો જોઈએ છે તો તમે સો તો મગાવી રાખજો

જોવો જોવો નાના જોવો તમે પેહલા સાંભડો મારે સો સાડી સો સાડી લેવી છે તો ડિસકાઉન્ટ તમારે વધુ ને વધુ આપવું પડશે તો હું સો સાડી લેવી છે તો તમે મને કલર તો હે ને રેડ વધુ જોઈએ છે એ પણ બાંધણીમાં

બાંધણીમાં તો કઈ આવે છે જે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે ને એ જોઈએ છે એમ પણ હું તમારી રેગ્યુલર કસ્ટમર છું એટલે થોડુંક વધુ ધ્યાન આપજો હા હા અને જો હું હે ને પાછી એક વખત આવી જઈશ તો મને દિવાળી પેહલા જોઈએ છે હા હા હા હા હા હા સારું તો હું હા હા હા તો સારું હું હવે તો થોડાક દિવસ પછી આવીશ તો ત્યાં તમે મગાવી રાખજો